હેલો હા તો તમારે ત્યાં તમારે વેટિંગ છે ત્યાં રેસ્ટોરન્ટમાં હું ત્યાં મને આવતા હજી અડધો કલાક લાગશે દસથી પંદર મિનિટ મતલબ બહુ વેટિંગ છે વધારે આમ તો હું બંને ખાઈ લઉં મને વાંધો નથી પણ તમારા ત્યાં સારું શું મળે છે હં હં

હા એટલે મેં તમારા રિવ્યુ વાંચ્યા એટલે ઘણા લોકોએ તારીફ કરી છે આ ડિશની એટલે મેં કીધું કે એકવાર પૂછી લઉં ત્યાં મતલબ અને ત્યાં ના ના ત્યાં અહીંયા ઘરે નથી આવવું અમે ત્યાં જ આવીએ છીએ અડધો કલાકમાં પણ ત્યાં આમ તમે ખાલી મારું નામ લખી લો અંદર જેનિલ મોદી મારો કોન્ટેક નંબર નાઇન થ્રી વન થ્રી સિક્સ ફાઇવ ટુ ફોર ટુ ફાઇવ અને અને અમે પાંચ લોકો છીએ હા હા હા ડન